ધર્મ વિશે વાત કરીએ તો જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર સુધી લગભગ અલગ અલગ અલગ અલગ લોકોના ધર્મ ચાલ ધર્મ પ્રમાણે તહેવાર ચાલતા જ હોય છે જેમ કે આપણે જાન્યુઆરી મહિનો આવે તો મકર સંક્રાંતિ આવે એનું મહત્વ કે પતંગ ઉડાવવાનું અને બધા સાત ધનનો ખીચડો કરે અને એ રાંધીને ખાય ઊંધિયું બનાવે એ બધા એવી રીતે મનાવે છે પતંગ ઉડાવીને પછી છે જાન્યુઆરી મહિનામા જે આ જે ઉજવે આ લોકો બધા મકર સંક્રાંતિ એ આપણે જે કહેવાય કે રાશિ મકર રાશિ મકર શ રાશિનું કંઈક પરિભ્રમણ કરે એવું કંઈક કહેવાય છે ચંદ્રને સુર્યને અને ત્યાર પછી આવે છે આપણે મકર સંક્રાંતિ પછી આવે આપણે ઘણા ઘણા તહેવારો વચ્ચે આવતા હોય છે સાતમ આઠમ આવે છે સાતમ આઠમ આવે પછી આવે કે ગણેશ ચોથ આવે ગણેશનું હોય છે સાતમ આઠમમાં કૃષ્ણ ભગવાનનું હોય છે અને ત્યાર પછી અમારા જૈન લોકોના પર્યુષણ આવે છે પર્યુષણમાં અમારે લોકોને અમે જ કાંકમાં જૈન છીએ અટલે અમે કંદમૂળ ન ખાઈએ કંદમૂળ ખાવાથી જે જમીનમાં ઊગે છે જે વસ્તુ એમાં જીવાત બહુ હોય છે એટલે અમારામાં એ મનાઈ છે કે ન ખાવી તો વધારે સારું એમ ને જેમ કે કાંદા લસણ કે બીટ ગાજર જે પણ હોય એ ન ખાય અને બટાકા પણ ન ખાઈએ બટાકાની જગ્યાએ અમે કેળા વાપરી શકીએ કેળાની વસ્તુ અમે બનાવી શકીએ અને એ પ્રમાણે અમે જૈન ધર્મમાં કંદમૂળ ખાવાનું જરાક ધર્મની વિરુદ્ધ છે અટલે ધર્મને ધ્યાનમાં રાખીને અને કંદમૂળનો ત્યાગ કરીએ છીએ અને ત્યાર પછી એ સરાદ આવે સરાદ શ્રાદ્ધ આવે જે પિતૃ મહિનો આવે પિતૃ મઈનામાં બધા ઘરે ઘરે બ્રાહ્મણોને જમાડતા હોય છે ખીર પુરીનું ભોજન કરાવતા હોય છે કોઈ લાડવા બનાવતા હોય છે નવી નવી મીઠાઈઓ એટલે પિતૃને પિતૃ તર્પણના દિ સોળ સોળ દિવસ હોય છે જે પૂનમથી અમાસ સુધી ચાલતા હોય છે સોળ દિવસના અને ત્યાર પછી આવે છે નવરાત્રી નવરાત્રીના નવ દિવસ છે નવ દિવસ તો ઠીક છે પણ શરદ પૂનમ સુધી ચાલતું હોય છે એ તેવાર કે નવ દુર્ગાનો એ દાંડિયારાસ રમવાનો અને જુદા જુદા ડ્રેસ કે આ છે બધુ નવા નવા કપડા પહેરીને તૈયાર થઈને ગરબા રમવા જાય છે લોકો અને ખૂબ આનંદ કરે છે જલસા કરે છે અને ત્યાર પછી આવે છે દિવાળી દિવાળી દિવાળી ઉપર તો એ મોટામાં મોટો તહેવાર કહેવાય આપણે અટલે એ દિવાળી ઉપર બધાય નવા નવા કપડાની ખરીદી કરે નવી નવી મીઠાઈઓ ઘરે બનાવે નાસ્તા બનાવે એકબીજાની ઘરે જાય કાળી ચૌદસ ધન તેરસ અને બધું દિવસે દિવસે અગયારસથી ચાલુ થાય એટલે બધો બધા તહેવારો પાંચ છ દિવસમાં એ પડવા સુધી એમ કે બેસતા વર્ષ સુધી બધુ ચાલતું હોય લાભ પાંચમ સુધી ચાલતું હોય એકબીજાની ઘરે જાવાનું હળવાનું મળવાનું એ બધું થાતું હોય અને એ મોટામાં મોટો તહેવાર આપળો એ દિવાળી ત્યાર પછી નવું જ ઇંગ્લિશનું નવું શરૂ થાય વર્ષ જે ડિસેમ્બરનો છેલ્લો મહિનો જેમાં નાતાલ આવે નાતાલમાં ક્રિસમસ અને એ એ તહેવાર પણ ઉજવે છે માણસો અને એ એ પણ મેળ મિલાપનો જ દિવસ છે એટલે એટલે એ એમાંય પણ મેળ મિલાપ થાતું હોય છે અને બસ આ રીતે ધર્મ આવી રીતે ધર્મથી આગળ તહેવાર અને ધર્મ જોડાયેલા છે અને આવી રીતે બધું માણસો બધા ઊજવતાં હોય જુદી જુદી રીતે બસ થઈ ગયું બસ